હાજી બોલો હાજી હું ખેડૂત યોમેશ પરીખ બોલુ છું બોલો અને હું અલગ અલગ પ્રકારની શાકભાજી વેચુ છું તમારે શું જરૂરિયાત હોય તો કહો અને આપણે ત્યાં ઓર્ગેનિક સબ્જી જ મળશે બધી જ તો તમે ક્યાંથી બોલો છો એ તો કહો મને કયા માર્કેટમાંથી બોલો છો

હા ઇટ્સ ઓકે હાં એ તો હું આપી શકીશ આપને અને પૂરેપૂરો સંતોષ આપી શકીશ તમે મને લિસ્ટ મોકલી આપજો તમારે કયા કયા પ્રકારના શાકભાજી આશરે કેટલા કિલો જોઈએ અને રોજ જોઈશે કે દર અઠવાડિયે સપલાય કરવાનું છે તો મને એ પ્રમાણે કહેજો અને

હા એટલે તમ હા તમારી જે કઈ રિક્વાયરમેન્ટ હોય એ મને મોકલશો તોય વાંધો નથી તમે મને આ મોબાઈલ ઉપર વ્હોટ્સઅપ ઉપર એસએમએસ કરી શકો છો તો હું તમને જે ભાવ મારા છે એ જણાવીશ અને તમે જો કહેતા હોય

હા ચોક્કસ હાં તો હું અલગ અલગ પ્રકારના સો કિલો શાકભાજી આપણે મારે ત્યાં થતાં હોય છે તો તમે એ લઈ શકશો એટલા કારણકે

હાં તો એટલે તમે એવું કરો કે ફિક્સ ટાઈમ માટે જો મને કહેતા હોય તો હું ફિક્સ ભાવ બી આપી શકું કે ત્રણ મહિના માટે મારી આટલી જવાબદારી છે કે આટલું તમારે ત્યાંથી ઉપાડી તો તો શું છે કે હું બીજા સાથે પછી ડીલિંગ ના કરું અને માત્ર તમારી સાથેની ડીલિંગ પાક્કી રાખું ભલે ભલે હા ઓકે તો તમે મને તમારી જે કંઈ હોય જરૂરિયાતની એ મને વ્હોટ્સઅપ પર આ જ ફોન પર મોકલી આપજો બરાબર એટલે હું તમને કોટેશન મોકલીશ અને પછી જો તમને પરવડતું હોય તો મને કહેજો બરાબર હાજી હાજી હા નમસ્કાર